હલો કોણ બોલે છે સંતોષ ભાઈ હા હું છે ને અહીંયાં નજીકના એરિયામાંથી પ્રહલાદ નગરમાંથી બોલું છું મારે તમારી મેં તમારી ઓલા છે ને એ બુક કરાવી છે પણ મારે તમને આવતા આમાં વાર લાગે બતાવે છે તો તમે થોડા વહેલા આવી શકશો મારે વસ્ત્રાપૂર થોડું વહેલું પહોંચવાનું છે હોને તો પ્લીસ તમે હું ઊભી છું ત્યાંથી મને પીક કરી લેશો જલ્દી અને બનેને તો ટ્રાફિક ન હોય એવા એરિઆમાંથી આવજો થેન્ક યુ